કચરાના ડબ્બાની આ વખત મેં ખરીદી કરી હતી જેમાં કચરાના ડબ્બા બે પ્રકારના હોય છે જેમાં ભીનો કચરો અને સૂકો કચરો ભીના કચરાની અંદર ભીની વસ્તુઓ હોય છે જેમ કે ચા શાકભાજી બગડેલો ખોરાક પાણીવાળી બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે અને સૂકા કચરાની અંદર કાગળ થેલી કપડાં પૅકેટવાળી વસ્તુઓનો સમાવેશ થાય છે આમ બંને વસ્તુઓ દ્વારા અલગ અલગ કચરો થાય છે અને જેના દ્વારા કચરાને કંપોઝ કરવામાં સરળતા રહે છે અને કચરાની ડોલ ઢાંકવાવાળી લાવવાની જેથી કરીને માખી મચ્છર ઉડે નહીં જેના દ્વારા માંદગી ન થાય અને બીમાર પડવામાં ન આવે આ ખૂબ જ સારી વસ્તુ છે જેનાં કારણે ઘરમાં બધા જ સ્વસ્થ રહે છે તેનો ઉપયોગ પણ ખૂબ સારી રીતે કરવામાં આવે છે અને આ ખૂબ સારી વસ્તુ છે કચરાની ડોલ લાવવાથી ઘરનો જે પણ કોઈ કચરો હોય છે એ ઘરની બહાર રહે છે એક ડોલની અંદર રહે છે જેનાં કારણે માખી મચ્છર નથી થતા અને એના કારણે બીમારી નથી થતી એ બીમારી ન થવાના કારણે તેના હૉસ્પિટલના પૈસા બચે છે અને આના લીધે થઈને જે પણ ઘરમાં જમવાનું બ બચતું હોય છે વધતું હોય છે તો એ જમવાનું આપણે કોઈ એવી એક થેલીની અંદર આપણે ભેગું કરીએ કે જેથી કરીને ત્યાં મચ્છર ન થાય એ અલગ જગ્યાએ રહે અથવા એ જો વ્યવસ્થિત હોય તો આપણે એ ગાયને ખવડાવી દઈએ અથવા એવી જગ્યાએ ભેગું કરીએ કે જેથી કરીને ત્યાં ગંદકી ના થાય ગંદકી ના થાય તો માણસ બીમાર ન પડે બીમાર ન પડે જેથી કરીને હૉસ્પિટલના પૈસા બચી જાય અને પૈસા બચવાથી આપણે બીજા કંઇ કોઈ જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ માટે કચરાની ડોલ ખૂબ જ જરૂરી છે અને કચરાના ડોલનાં કારણે આપણે જે પણ કાંઈ કચરો આજકાલના સમયમાં ફેંકીએ છીએ કોઈ પૅકેટની વસ્તુ છે કોઈ ખાવાવાળી વસ્તુ છે તો એ બધો જ કચરો આપણે એક અલગ કરી શકીએ છીએ ભીનો કચરો અને સૂકો કચરો એમ અલગ કરી અને એ બંનેને કમ્પોઝ કરીને ખાતર પણ બનાવી શકીએ છેએ અને એ ખાતર આપણે ખેતરની અંદર ઉપયોગ કરી શકીએ છીએ જેના દ્વારા વનસ્પતિનો સારો એવો સંચાર થઈ શકે છે અને એ વૃક્ષો દ્વારા આપણે કંઇપણ ફળ ફ્રૂટ શાકભાજી છે એ ઉગાડી શકીએ છીએ જેના દ્વારા આપણને માણસના જનજીવન ઉપર ખૂબ સારી એવી અસર થાય છે